કલા અને હસ્તકલા ક્ષેત્ર આર્થિક વિકાસ અને વૃદ્ધિમાં ત્યારે જ યોગદાન આપી શકે કે જ્યારે તે બાકી બધી ક્ષેત્રો કરતાં વધારે ઉતકૃષ્ટ હોય કારણ કે કલા પ્રત્યે લોકોને રુચિ ત્યારે જ જન્મી શકે જ્યારે એનો કોઈ ઉપયોગિતાવાદ પણ હોય તે ઉપયોગીતાઓ વાદ ભલે મનોરંજનનો હોઈ શકે પણ એ ઉપયોગિતાવાદ હોવો ફરજિયાત છે નહિતર કોઈ પણ પ્રકારની કળાને એટલું મહત્ત્વ આપવામાં જ આવશે નહીં અને જ્યાં સુધી તેનું મહત્ત્વ નહીં હોય ત્યાં સુધી તેનું આર્થિકીકરણ થવું શક્ય નથી અને આ કારણે જ કોઈપણ વિસ્તાર હોય અહીંયા હું મારા વિસ્તારની વાત કરું તો આ વિસ્તારની અંદર કળાની દૃષ્ટિએ અમુક કાર્યો છે સ્થળો છે જે જેનો ઉપયોગ કરી અને રોજગારીનું સર્જન થઈ શકે જેમકે સાડીઓ છે તેનું કારખાનું અમારા વિસ્તારમાં આવેલું છે અને સાડીઓનું રંગકળા તેની છાપકળા વગેરે છે તેનાં ઉપયોગ દ્વારા એમાં વધારે ને વધારે ઉતકૃષ્ટતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને આ પ્રયત્ન સિવાય વાત કરીએ તો અમુક નાના પાયાના ઉધોગો હોય છે જ્યાં કોઈપણ ખાદ્ય પદાર્થો હોય અથવા તો નાના પાયાના ઉદ્યોગો હોય તેમના ઉપયોગ દ્વારા પણ રોજગારીની સર્જન થાય છે રોજગારીની સર્જન કરતાં પણ વધારે મહત્ત્વ છે એ પ્રવાસનનું કેન્દ્ર બનતું જાય જો વધારે પડતાં જ ઉધોગો હોય તો અને અહીંયા પણ એના અહીયા પણ એને સંભાવના બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેમકે અમુક પ્રકારની બાંધણી છે તે ગુજરાતમાં છે અથવા મારા વિસ્તારમાં છે તેના લીધે લોકો વધારે ને વધારે આકર્ષણ પામે છે અને એ જ કારણે લોકો તેની ખરીદી કરવા માટે પ્રેરાય છે આ ખરીદી માટે આવતા લોકો ફક્ત આ જ વસ્તુની ખરીદી ન કરતાં તેની સાથે જોડાયેલા બીજા પણ કેટલાક કેટલીક બાબતો કેટલાક પ્રસાધનો કે જે હસ્તકલા કલાના ક્ષેત્ર સાથે ન જોડાયેલા હોય તેમની પણ ખૂબ ખરીદી કરે છે આ રીતે એક જ હસ્તકળાની અથવા તો કળાના ક્ષેત્રની વૃદ્ધિને લીધે સામાન્ય ઉદ્યોગો નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ નાના વેચાણકર્તાઓ વિક્રતાઓ ફેરિયાઓને પણ એટલું જ પ્રોત્સાહન મળે છે અને તેની સાથે સાથે પ્રવાસન સ્થળોને પણ જાણવા પ્રયત્ન કરવામાં આવે છે કારણકે એક જગ્યાએ જ્યારે કોઈ પ્રવાસે આવે ત્યારે તે જગ્યાનો પૂરો આનંદ લેવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રયત્નમાં જ રોજગારની તકો સર્જાય છે પ્રવાસનની તકો સર્જાય છે અહીંયાથી દૂર રહેલા લોકો પણ અત્યારે દૂર સંચારના અલગ અલગ માધ્યમોથી આ વસ્તુ વિશે જાણે છે અને નિકાસ અને આયાતના આધુનિક માધ્યમોને મદદથી હવે આ નિકાસની પ્રવૃત્તિ પણ આગળ વધે છે જેના કારણે ખૂબ જ સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે દૂરગામી સ્થળે પણ ખૂબ જ સરળતાથી નિકાસ કરવો શક્ય બને છે એટલે માત્ર આ સ્થળ પૂરતી જ રોજગારીનું સર્જન થાય છે અને વેચાણ થાય છે તેવું નથી પણ દૂર દૂર દેશ વિદેશના લોકો પણ રોજગારી માટે ફાળો આપે છે કમાણી માટે ફાળો આપે છે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિમાં ફાળો આપે છે અને અહીંયા વધારે ને વધારે કળા અને હસ્તકળા અમારા ક્ષેત્રની અંદર યોગદાન આપતી જોવા મળે છે